અમારે ત્યાં સુરત શહેરમાં આ આ ઢૂમસ બીચ અને સુવાલી બીચ બઉજ પ્રખ્યાત છે એ સુરત આવે તે ઢૂમસ તો જાય જ છે અહીંના આ સ્ટુડન્ટ લોકો હોય તે લોકો ચાલતા ઢૂમસ જાય છે એ તે પ્રવાસ સ્થળ ખૂબ જ પ્રખ્યાત છે તેની એક ખાસિયત છે કે ત્યાં લોકો જઈને શાંતિથી બેસે છે એ ખાવામાં મેગી ખાય છે ત્યાં આ અને તેનો આનંદ માણે છે એ અને કપડાં તો ઓસા આ સુરત શહેરમાં તો બધે જ જાતિના લોકો છે એટલે એ પોતાની જાતિ પ્રમાણે બધા કપડં તો પહેરે જ છે એ તે લોકોની જેવી રીતના આ કમ્ફર્ટેબલ તેવી રીતના સુરત શહેરમાં હા આવીને એ ખોરાકમાં આલુપુરી લોચો તે સુરતીઓનો ઑ વખણાય છે એટલે ગમે તે આવે તેને તે એ એ સુરતીઓ ટેસ્ટ તો કરાવે જ છે